ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો રેડિયોમાં એ રીતે ઉપયોગ થાય છે કે વિવિધ બોલીઓમાં જાણે કે સુરતનો આરજે આરજે છે જેમાં માય એફએમ કે માય એફએમ કે નાઇન્ટી ટુ પોઈન્ટ સેવન માય એફએમ છે તેમાં આરજે મીત કે કોઈપણ આરજે હોય તો તે મોસ્ટલી સુરતી ભાષાનો ઉપયોગ કરે અને જ્યારે તે કોલિંગ વાળું હોય કે જ્યારે કોઈને પોતાના ગીત સાંભળવાની ફરમાઇશ કરતું હોય તેરે ત્યારે સામેવાળો બી પોતાની રીતે રેડિયોમાં બોલતો હોય તો તે પોતાની બોલીમાં બોલે કે નહીં મારે આ સાંભળવું છે કે મારે પેલું સાંભળવું છે અગર તે એ સૌરાષ્ટ બાજુમાં હોય તે તે પોતાની બોલીમાં બોલશે અને જ્યારે રેડિયોવાળો મોસ્ટલી સુરતના હોય તો તેઓ મોસ્ટલી સુરતી બોલી બોલવાનું વધારે પસંદ કરશે ટેલિવિઝનમાં જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે વિવિધો વિવિધ ચેનલો છે અને તેમાં જો સિરિયલો આવતી હોય તો તેમાં મોસ્ટલી એ પ્રકારની બોલીઓ બોલીઓનો વધારે ઉપયોગ કરવામાં આવશે કે કઈ પ્રકારની બોલીઓ એમાં બોલાય છે બોલીઓને લઈને એ વધારે કોસ્ટલી વધારે એ કરશે કેમકે તેમાં બોલીઓનો વધારે મહિમા કરશે અને અખબારોમાં આપણે જોઈએ તો અખબારોમાં એવું નહીં થાય કે આ બોલી કે તે બોલી તેમાં પ્રોપર ગુજરાતી ભાષાનો ઉપયોગ થશે તેમાં કોઈ ગુજરાતી ભાષાની અન્ય બોલી જેમકે સુરતી કે ડાંગ જિલ્લાની અલગ બોલી છે અને કઠિયાવાડી બોલી કે તેવી બોલીનો ઉપયોગ નહીં કરે મિન્સ કે અખબારોમાં પ્રોપર ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે જ્યારે રેડિયો કે ટેલિવિઝનમાં આપણે જોઈએ તો અત્યારે તેમાં બોલીઓનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવશે અને રેેડિયોમાં એમ તો ભાષાનો ઉપયોગ થાય છે પરંતુ બોલીનો વધારે ઉપયોગ કરવામાં આવે ને ટેલિવિઝનમાં જ્યારે ન્યૂઝ ચેનલો હોય તો તેમાં જ આપણે ભાષાનો ઉપયોગ વધારે જોઇ શકશો બાકી એમાં બોલીનો વધારે ઉપયોગ થતો હોય સે અખબારોમાં ભાષાનો વધારે ઉપયોગ થાય છે